અત્યારે હું સ્પોર ફૂટબોલ ક્રિકેટ ટેનિસ ટેબલ ટેનિસ ઓલમ્પિક્સ બધી આ સ્પોટ્સ જોવું છું હું ટીવી પર જોઉં છું કોક વખત યુટ્યુબ પર જોઈ જોઉં પછી અત્યારે ઓટીટી જે અવેલેબલ છે એની પર જોઉં છું અને હા અમુક અમુક મેચોમાં જે ક્રિકેટની જે લાઈવ મેચ હોય એ અમે બધા મિત્રો ભેગા થઈ અને જોતા હોઈએ છે